રેલગાડી બહુ સરસ ગાડી છે જો રેલગાડીની શોધ ન થઈ હોત તો આપણી માલસામાનની હેરાફેરીમાં બહુ તકલીફ પડત એન્જીનનો ઘોંઘાટ ખરો પૈડા પણ પાટા સાથે અથડાય આપણે રેલગાડીમાં સફર કરીએ છીએ તો આપણને ખૂબ જ મજા આવે છે પણ આપણને એટલો અવાજ અંદર લાગતો નથી રેલગાડીની કે માલગાડીની શોધ કરી છે તે બહુ સારું છે આપણા માટે આપણે એટલા એમ કે પેટ્રોલ અને ગેસ બચાવી શકીએ છીએ માલગાડીના હિસાબે એક કેટલો બધો માલની સેર હેરાફેરી એકીસાથે કરી શકે છે અને કેટલા બધા મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવી શકે છે એટલા માટે રેલગાડીનું એન્જીન ભલે ઘોંઘાટ કરે પણ તેની સફર સારી છે